હા ઘણીવાર હું જ્યારે સમાજની બહાર મુસાફરી કરું છું તો ત્યારે મેં ભેદભાવ અને પૂર્વગ્રહોનો અનુભવ કર્યો છે જ્યારે આપણે આપણાં સમાજની અંદર રહેતા હોઇએ છે ત્યારે આ બાબતની આપણને જરા પણ ભનક રહેતી નથી પણ જ્યારે આપણે આપણાં સમાજની બહાર જઈએ છીએ ત્યારે આપણને અનુભવ થાય છે કે ભેદભાવો અને પૂર્વગ્રહો પણ લોકોને હોય છે હવે આ પૂર્વગ્રહો અથવા તો ભેદભાવ છે એ અલગ અલગ જાતિના આધારે લોકો છે એ પોતાના મનમાં બનાવી લેતાં હોય છે જેમ કે કોઈપણ એક નાન્યતર જાતિ છે તો તે જ્યારે સમાજની બહાર મુસાફરી કરે છે તો ત્યારે તેને ઘણા ભેદભાવો જોવા મળે છે હા હું એવા સમાજમાંથી આવું છું કે જ્યાં મને ઘણીવાર પૂર્વગ્રહો અને ભેદભાવોનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તમે સમાજની બહાર જાઓ છો ત્યારે લોકો તમને પહેલો જ સવાલ લોકોનો એ હોય છે કે તમે કઈ જ્ઞાતિના કે કઈ જાતિના અને એના ઉપરથી પછી લોકો નક્કી કરે છેકે તમારી સાથે બોલવું ઊઠવું બેસવું કે નહીં અને જો તમે એમ બોલો કે હા ભઇ અમે આ જાતિમાંથી કે ઓલા જાતિમાંથી ત્યારપછી તેઓનો જે આખો બિહેવીયર છે તમારા પ્રત્યેનો એ ચોક્કસ પણે બદલાઈ જવાનો છે અને મેં ખુદ અનુભવેલું છે કે જે લોકોનો જે બિહેવીયર હતો એ બદલાઈ ગયો જેમકે પ્રથમવાર જે જ્યારે તમે મળ્યા હો તો ત્યારે સારી રીતે વાત કરતાં હોય ચા પાણી વગેરે બાબતો તમને પૂછવામાં આવે છે પરંતુ જ્યારે વાતમાંથી એવી વાત નીકળે કે હા અમે આ જ્ઞાતિ કે આ જાતિના છીએ તો ત્યાર પછી તેમનો બિહેવીયર છે એ ચેન્જ થઈ જાય છે પછી તેઓ અતડા અતડા રહેવા લાગે છે તોછડાઈથી જવાબ દેવામાં દેવા લાગે છે અને ઘણીવાર તો એવું પણ બને છે કે લોકો બોલવાનું જ ટાળી દે છે તો આવી બધી બાબતો ઘણી વાર જોવા મળે છે લોકોને પૂર્વગ્રહો બંધાઈ ગયાં ગયેલા છે અમુક જાતિ અને જ્ઞાતિ પ્રત્યે તો જ્યારે હું સમાજની બહાર જાઉ છું તો લોકોના પૂર્વગ્રહો છે એ મારી અને એમની વચ્ચે જ્ઞાતિના સ્વરૂપે છે એ આવી જતાં હોય છે તો તે ઘણું તકલીફ જન્ય હોય છે અને અત્યારના સમયમાં ખરેખર આવું ન હોવું જોઈએ છતાં પણ હજી ઘણાં ઘણાં બધાં એવા ગામડાંઓ છે ઇવન મોટા મોટા ટાઉન પણ છે કે જ્યાં આ પ્રશ્ન છે એ જોવા મળે છે અને હું જ્યારે પણ બહાર ગયેલી હતી તો ત્યારે આવાં બધાં અનુભવ મને થયેલાં છે કે લોકો ખૂબ જ ભેદભાવ કરતાં હોય છે આપણી જોડે જેમકે બોલવાનું બંધ કરી દેવું અથવા તો સારી એવી દોસ્તી હોય તો એ પણ લોકો ઘણીવાર જાતિ ના આધારે છે તો તોડી દેતા હોય છે અથવા તો કોઈ લોકોને પોતાના અનુભવ થઈ ગયેલાં હોય કોઈ જાતિ પ્રત્યે તો એ તેમની પ્રત્યે એ પોતાનો પૂર્વગ્રહ બાંધી લે છે અને એ પછી જ્યારે આપણે તેમની સમક્ષ જઈએ છીએ તો એ પૂર્વગ્રહના આધારે તે આપણને પણ જજ કરે છે જે ઘણી વખત ખૂબ જ દુ ખી કરે તેવી બાબત છે જેમ ઘણી વખત મેં ખુદ પોતે ભોગવેલું છે